પ્રવાસન સ્થાનિક વ્યવસાયોની વૃદ્ધિમાં અનેક રીતે મદદરૂપ બની શકે છે એક સ્થાનિક પેદાશો અને સેવાઓની માંગમાં વૃધ્ધિ પ્રવાસીઓ સ્થાનિક ખાદ્ય પદાર્થો હસ્તકલાને અને અવારનવાર અનોખી સેવાઓની માંગ કરે છે આ સ્થાનિક વેપારીઓને તેમનાં ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ વધારવા માટે સંભાવના આપે છે બે સિદ્ધાંતપૂર્ણ રોજગાર સર્જન પ્રવાસન વધતા હોટેલ રેસ્ટરોરન્ટ માર્ગદર્શકો ટ્રાન્સપોર્ટ અને અન્ય પ્રવાસન આધારિત ઉદ્યોગોમાં રોજગારની તકો ઊભી થાય છે સ્થાનિક લોકોને આ ઉદ્યોગોમાં રોજગારી મળે છે જેના કારણે સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે ત્રણ મૂડીરોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પ્રવાસન ક્ષેત્રમાં ખાનગી અને સરકારી સ્તરે મૂડી રોકાણ આવે છે જે નવી હોટલો રસ્તાઓ અને વાહન વ્યવસ્થાનું વિકાસ કરે છે આ તમામ બાબતો સ્થાનિક આકર્ષણો અને વ્યવસાયોને વધુ ગ્રાહકોને આકર્ષિત કરવામાં મદદરૂપ બને છે ચાર સાંસ્કૃતિક વિનિમય અને પાત્રતા પ્રવાસન દ્વારા સ્થાનિક સાંસ્કૃતિક અને પરંપરાઓને પ્રોત્સાહન મળે છે જેના કારણે તે સ્થળના લોકોને ગૌરવ અને સ્વરૂપ મળે છે આ લોકો પોતાના સંસ્કૃતિ જ્ઞાનનો ઉપયોગ કરીને નવા વ્યવસાયો શરૂ કરી શકે છે આ કારણે પ્રવાસન એક પરિવર્તનકારી યાંત્રિકી છે જે સ્થાનિક વ્યવસાયોની વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે